સ્ટેમ ફિલ્ડ પ્રોગ્રામ અથવા અભ્યાસક્રમો દ્વારા ઘણા બધા લાભ થાય છે વિધાર્થીઓ પોતાની તમામ આવડતોને બહાર પાડી શકે છે અને પોતાને જરૂરી એવી તમામ માહિતીઓ ખૂબ સારી રીતે એકત્ર કરી શકે છે